ગૂગલ પે આજકાલ સૌથી વધરા વધારે વપરાતી ઍપ છે કારણ કે હાલ નાની મોટી દરેક ખરીદીમાં લોકો અત્યારે દરેકની પાસે સ્માર્ટ ફોન હોય જ છે તો નાની મોટી કોઈ પણ ખરીદીમાં લોકો મોટા ભાગે ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન વધારે કરતાં હોય છે તો ઑનલાઇન ટ્રાન્ઝૅકશન કરવા માટે સૌથી વધારે વપરાતી ઍપ મારા મુજબ ગૂગલ પે છે જી પે

સ્માર્ટ ફોનનાં લીધે અત્યારે હાલ એટલા બધા ફાયદા છે ગેરફાયદા પણ છે પરંતુ આપણે અહીંયા ફાયદાનું કહીશું કે સ્માર્ટ ફોનના લીધે ઘણી બધી કામગીરી આપણી સરળ બની ગઈ છે જેમ કે કોઈની સાથે કોઈ પ્લાનિંગ શૅર કરવું હોય કોઈ વોટ્સએપ પિક્ચર મોકલવું હોય કોઈ વિડીયો બતાવવો હોય અથવા તો ઑનલાઇન કોઈ માહિતી ઇન્ફર્મેશન જોઈતી હોય તો એ સ્માર્ટ ફોનના લીધે ખૂબ જ સરળ બન્યું છે સ્માર્ટ સ્માર્ટ ફોનથી આપણે આપણાંથી ઘણા બધા અ કિલોમીટર દૂર બેઠેલાં વ્યક્તિ સાથે રુબરુ મુલાકાત કરીને વાત કરી શકીએ છીએ વિડીયો કૉલિંગ દ્વારા આપણે એમની સાથે અ સામે જ બેઠી હોય એવી રીતે વાત કરી શકીએ છીએ રુબરુ જોઈ શકીએ છીએ એમને તેવી જ રીતે બીજા અન્ય ઘણા બધા લાભો છે કે જે સ્માર્ટ ફોન દ્વારા આપણે આપણને મળી રહ્યા છે તેની સાથે સાથે ગેરલાભો પણ છે ગેરલાભોમાં જુઠ્ઠું બોલવાનું પણ ખૂબ જ વધી ગયું છે એ લોકો હાલ અ કોઈપણ કારણ વગર જુઠ્ઠું એકદમ સરળતાથી બોલી નાખે છે